કળા સાહિત્ય અને વિજ્ઞાનમાં ગુજરાતે આપેલાં મુખ્ય યોગદાનમાં આપણે જોઈ શકીએ છીએ કળાનાં દ્રષ્ટિએ આપણો વારસો ખૂબ જ લાંબો છે ખૂબ જ મોટો છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ થએલો છે ભરતકામ હોય ગૂંથણ કળા હોય યુદ્ધ કળા હોય શાસ્ત્રીય કળા હોય કે પછી સોળે કળાઓમાંથી કોઈ પણ કળા હોય જે પણ કળાઓ છે એ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ કે આપણે નિપુણતાપૂર્વક તથા નિપુણ માણસો દ્વારા કંડારાયેલી છે કાઠીનું ભરતકામ હોય કે પછી આયરોનો રાસ હોય કે પછી મેર સમાજની પરંપરાગત એ રીતની ગરબા તથા રાસની વાત હોય છે આ બધી બાબતોમાં આ બધી બાબતોમાં કળાઓ જોવાં મળે છે ભરતગૂંથણમાં ભરતકામ આભલાંઓ તથા ગૂંથણ કળામાં ગૂંથણી કળા જેવી રીતે ગૂંથણ થાય છે એની બાબતો આપણે જોઈ શકીએ છીએ સાહિત્ય ક્ષેત્રે પણ આપણે ચાર પ્રકારનાં યુગ જોઈ શકીએ છીએ ગુજરાતી સાહિત્યની અંદર ગાંધી યુગ અનુગાંધી યુગ કહી શકીએ કે અર્વાચીન યુગ પ્રાચીન યુગ તથા જે ચાલમાં આગળ ચાલી રહ્યો છે તે પ્રમાણે નવા નવા કવિઓ નવા નવા લેખકો જે રીતનાં સાહિત્યનાં આગળ કંડારી રહ્યા છે એમાં આપણો વારસો ખૂબ જ આગળ નીકળી રહ્યો છે એ પન્નાલાલ પટેલ હોય એ મુરદાસ ગાંધી હોય ગાંધીજી પોતે હોય કે પછી અનીતા દેસાઇ હોય કોઈ પણ લઈ લો નરસિંહ મહેતાથી લઈ અને નરેન્દ્ર મોદી સુધીની કોઈ પણ વ્યક્તિત્વ સાહિત્ય ક્ષેત્રે જોડાયેલી છે અને વિજ્ઞાનમાં ગુજરાતે જે રીતનાં આપણને યોગદાન આપેલું છે વિજ્ઞાન ક્ષેત્રે વિજ્ઞાન એ કળા નથી વિજ્ઞાન એ વિષય છે એ વિષયમાં નિપુણ થવું ખૂબ જ અઘરું હોય છે આ વિજ્ઞાન વિજ્ઞાનમાં થએલા સિદ્ધિઓ પ્રાપ્તિ તથા સાહિત્ય ક્ષેત્ર અને કળા ક્ષેત્રે પાયાના એકમો જે ગુજરાત માટે અને તેમાં તે નિપુણ છે અને ગુજરાત એ જ કારણે બધાથી આગળ છે ગુજરાત આગળ હોવાનું કારણ આ ત્રણ છે ઉપરાંત બીજી બાબતોમાં આ ત્રણ બાબતો મોખરે રહે છે તેથી જ ગુજરાત આટલું ભાગ્યશાળી છે કે તેમને આ પ્રકારની બાબતોમાં આગળ જવા માટેનો નિપુણતા મેળવવાનો તથા સાહિત્ય અને કળા ક્ષેત્રે ઊંડાણપૂર્વક અભ્યાસ જે ગુજરાતે વારસો પૂરા વિશ્વને આપેલો છે એવો ક્યારે પણ નથી બન્યો ન ભૂતો ન ભવિષ્યતી એવું તમે કહી શકો એટલે આ બધી બાબતો જેમ કે બિડ વર્ક છે પન્નાલાલ પટેલ સાઇન્સ ઈન્ડષ્ટ્રી મારી પેટ્રોલિયમ છે આપણા મુકેશ અંબાણી એ સાઇન્સ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ વધેલા એવાં બાબતો અદાણી ગ્રુપ બહું મોટું નામ આ બધી બાબતોમાં જોઈ શકીએ કે બધી બાબતો ખૂબ જ ગુજરાતને આગળ વધારે છે